આજકાલ ઘણી ડાન્સ ચેનલો અને શૉ ઉપલબ્ધ છે જેમાં નવીન કોરિયોગ્રાફી સાથે આધુનિક ટીવી સેટ ઓફર કરવામાં આવે છે ભારતીય ટેલિવિઝન જેમ કે ડાન્સ ઇન્ડિયા ડાન્સ અને નચ બલીએ જેવા ઘણા પ્રખ્યાત શૉને દર્શાવે છે અને જો મહાત્ત્વાકાંક્ષી નર્તકો તેમની પ્રતિભા અને સર્જનાત્મક દર્શાવે માટે એમને પ્લેટફોર્મ પૂરું પાડે છે ગુજરાતમાં ગરબા અને દાંડિયારાસ નવરાત્રિ દરમિયાન કેન્દ્ર સ્થળ સ્થળે હોય છે જ્યાં તમને ઘણા બધા સમુદાયનાં લોકો અને જાતિવાદના લોકો તમને જોવા મળે છે અને ઘણી જાતની પોશાકો તમને જોવા મળે જેમ કે કેડિયા હોય કે ગરબાનાં ગરબા ચોલી હોય એ તમને જોવા મળે છે પરંપરાગત નૃત્યો ઉપરાંત ગુજરાતના સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઉત્સવો સ્થાનિક અને આંતરાષ્ટ્રિય નૃત્યો સ્વ સ્વરૂપનો મિશ્રણ તમને જોવા મળે છે જે સાંસ્કૃતિક વિન વિની વિનિમય અને વ્યાય વ્યાપક સ્તરે પ્રશંસા પ્રોત્સાહન આપે છે